સર મેથાએટર કન્સલ્ટન્સી મેં પેલી એપ તમારી ઈન્સ્ટાગ્રામ પર પેલી એડવેન્ટાઇઝમેન્ટ જોઈતી જોબ માટેની પાયલ કોઠારી મેં બીએસસી કરેલું છે ઝૂલોજી સાથે મને એકેડિમિક્સમાં રસ છે વધારે હા કહી શકાય કોલેજમાં હ હા હા

હા પ્રાણીસત્ર હા હા એ હા સર સાંભળ્યું છે મેં સાંભળ્યું છે હા હા હા ઓળખું છું હા સર પેલું પેલું આપણે પેલું વનતારા જે હતું એ એ આપણે એમની વાત કરો છો અચ્છા એમાં એમાં પણ લેન્સમાં પણ ઝૂલોજીની હોય છે જગ્યાઓ કે એવું

હમ હ હા હા સર હું છે ને કોલેજ કરતી હતી ને ત્યારે મેં એક ફાઈનાન્સ કંપની છે મારી બેન ત્યાં જોબ કરતી હતી એટલે એની સાથે હું ત્યાં પાર્ટ ટાઈમ જેવું કહી શકાય કે થોડી જોબ કરતી હતી હા સર આપણે ઓકે ઓકે ઓકે સર બે મિનિટ હા હા સર